રેસીપીમાં ઘણી વેરાયટીઓ અલગ અલગ બનાવી શકું છું બટાકાનું શાક રીંગણ બટાકા દાળ મોનથાળ બટાકાનું શાક છે સૂકી ભાજી લસણીયા બટાકા સ્વાદ અલગ અલગ કરી શકાય છે રીંગણ ભરેલા રીંગણ ભરતું સાદા રીંગણ બટાકા એ રીતના બનાવી શકાય છે મોનથાળમાં ચણાની દાળ ખાંડ ઘી વગેરે કરીને તીલા થઈને મોણ આપવું એ તેને દાબો આપી ચારણાથી ઝારી ઘી ગરમ કરી ઘીમાં લોટ નાખી ઘણી વાર સુધી હલાવી શેકાય ત્યાં સુધી હલાવવું પડે છે સાઈડ પર ખાંડની ચાસણી કરવાની હોય છે તેમાં ડૂળતરની ચાસણી થાય ત્યાં સુધી તેને ગરમ કરવાની હોય છે માટે ત્યાં સુધી રાહ જોવી પડે છે ચણાનો લોટ શેકાય ઉપર ઘી નીકળી આવે ત્યાં સુધી શેકવાનો હોય છે પછી તેમાં ચાસણી નાખીને મોનથાળ મિક્સ કરી પછી તેને એત્રમાં ઠાળી સકાય છે જે બટાકાની ભાજીમાં સૂકી ભાજીમાં બટાકાને બાફી તેના છુંતળો કરી પછી તેમાં ઝીણી કત્રીઓ કરવાની અથવા હાથથી મચડી પછી વઘાર માટે તેલ ગરમ કરવું રાઈ જીરું નાંખી થોડા લીલા મરચાં એકત્ર કરી વઘારમાં નાખવા શિંગદાણા નાંખી શકાય અને સિંધા મીઠાનો ઉપયોગ કરી બટાકાની અંદર નાખી શકાય છે બીજી રીતના શાકની માફક પણ એને બનાવી શકાય છે જે રીતના બટાકા બાફી તેમાં તેલ ગરમ કરી છોલીકું છે તેમાં તેલ ગરમ કરી વઘાર માટે તેમાં રાઈ જીરું મેથી વગેરે નાખીને તેમાં મરચું હળદર વગેરે નાખીને તેમાં ગરમ મસાલો શિંગ દાણા વગેરે બધું નાખી એ શાક બનાવીએ એ ટાઈપની પણ સૂકી ભાજીની માફક શાક અલગ ટાઈપનું બનાવી શકાય છે અને બનાવ્યું છે જે ખાલી બટાકાને બાફીને પણ અલગ રીતના મસાલાનો ઉપયોગ કરી અલગ કરી શકાય છે રીંગણ બટાકા પણ બનાવી શકાય છે ભરેલા રીંગણાંમાં શિંગદાણા વગેરેની વાટીને ઘીમા મરચું હળદર મીઠું બધું મિક્સ કરી રીંગણામાં ભરીને વઘારમાં વઘાર કરી તેનો ઉપયોગ કરવાથી તેને ભરેલા રીંગણાં કહેવાય છે જ્યારે ભરતામાં રીંગણને કોલસા પર શેકી તેના છોતરા ઉતારીને ફ્યુરી કરીને પછી તેલમાં વઘાર કરી તેમાં બધા જાતના મસાલાઓ લીલો મસાલો બધો નાખી પછી પ્યુરીને તેમાં કોરી મચળીને તેનો ઉપયોગ કરવાથી એને ભરતું થાય છે